આપણે ટ્રેકિંગ કરવા જવાનું છે તો તે માટે ત્યાં જવા માટે બધાના પાસપોટ જરૂરી છે તો તમારા બધા લોકો પાસે પાસપોટ છે ને કોઈના પાસપોર્ટની એક્સપાઇરી ડેટ નજીક આવતી હોય કે કોઈનું પાસપોર્ટની એક્સપાઇરી ડેટ જતી રહી હોય તો કહેજો તો આપણે પાસપોર્ટને રિન્યૂ કરાવાનો છે અથવા તો કોઇની પાસે પાસપોટ ના હોય તો આપણે પાસપોટ સેવામાં જે એ લોકો જે ડોક્યુમેન્ટ ની લિસ્ટ આપે એ ડોક્યુમેન્ટની લિસ્ટ આપીને તે લોકો કહે ત્યારે ત્યાં હાજર થવાનું છે સાઇન અને કરવા અને પછી તે પોસ્ટ ઓફિસ દ્વારા આપણાં ઘરમાં તે પાસપોટ મોકલી આપશે તો જો કોઈને નવો પાસપોટ કઢાવવાનો હોય તો એ પણ કહેજો